મા ભારતીના પાલવ સમા ગુજરાતની અંદર એકાવન શક્તિપીઠોમાંનું એક અંબાજીમાં મા અંબાજીનું ધામ આવેલું છે કે જયાં લોકો મા અંબાજીની બહુ દિલથી પૂજા કરે છે લોકો એમના આશીર્વાદ મેળવે છે અને ઘણાં બધા લોકોને ત્યાં આનંદ ઉત્સવથી મેળાની અંદર ખાણી પીણી એ એટલું સારું હોય છે કે લોકોને આનંદ થઈ જાય છે એવી જ રીતે પાવાગઢની અંદર પણ મહાકાળી માતાનું મંદિર આવેલું છે ભવ્ય મંદિર છે મોદી સરકારે અત્યારે એ મંદિરને વિશેષ દરજ્જો આપીને ભવ્યથી અતિ ભવ્ય મંદિર બનાવેલું છે અને ત્યાં એટલો મોટો મેળો ભરાય છે અને આ નવરાત્રિનો સમય જે છે એ નવરાત્રિમાં નવે નવ દિવસ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માણસો આનંદપૂર્વક મહાકાળીનાં દર્શન કરે છે અને ત્યાં વૈવિધ્યસભર ખાણી પીણી આ તે બધુ બહુ સારું સારું હોય છે તેવી જ રીતે ગુજરાતની અંદર જ્યોતિર્લિંગમાં સોમનાથ દાદાનું જ્યોતિર્લિંગ આવેલું છે મંદિર આવેલું છે જયાં લોકો બહુ આનંદ પ્રમોદથી દર્શન કરી આશીર્વાદ મેળવે છે તેમજ ગુજરાતની અંદર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રણું નામનું ગામ આવેલું છે જે ગામની અંદર માતાજીનો મેળો ભરાય છે અને એ એ માતાજીના મેળામાં લોકો ગુજરાતભરમાંથી નહીં પણ દેશભરમાંથી આવે છે અને ત્યાં માતાજીના મેળાની અંદર ખાસ આનંદની વાત એ જ છે કે કોળાનાં ભજીયા બનાવવાના ખવડાવવામાં આવે છે લોકોને ખાણીપીણીમાં એટલું સારું એકદમ સરસ લાગે કે થોડીવાર માટે માતાજીનાં દર્શન કર્યાં પછી ભજીયાંનો આનંદ લોકો માણી રહ્યાં છે સાથે સાથે નજીકમાં જ બીજું એક ગામ ગાયજ આવેલું છે જયાં ચંચય માતા નું મંદિર આવેલું છે ત્યાં પણ વિવિધતાસભર પબ્લિક ભેગી થાય છે અને મેળો ભરાય છે ત્યાં પણ બહુ આનંદ એની નજીકમાં એક દરાપુરા નામનું એક ગામ ત્યાં હનુમાનજીનો મેળો ભરાય છે અને જે મેળાની અંદર લોકો એટલા બધા આનંદપૂર્વક હનુમાન જયંતીના મેળામાં આવે છે અને બહુ જ બહુ જ લોકોને ત્યાં આશીર્વાદ મળે છે ભારતની અંદર તો ગુજરાતમાં મંદિરો મેળાઓ અને ઉત્સવો એ બહુ આનંદદાયક પળો માણવાની મળે છે એ જ રીતે મેં જોયું કે ગુજરાતમાં આવેલાં કચ્છ ભુજની અંદર નજીકમાં જેસલ જાડેજા ની પણ સમાધિ આવેલી છે જે એક લૂંટારો હતો છતાં પણ એની સમાધિ આવેલી છે અને ત્યાં લોકો એના પણ દર્શને આવે છે અને એનાં કારણે ત્યાં સતી તોરલ ને માતાજીની સમાધિ પણ છે બંનેની સાથે સમાધિ છે સાથે સાથે ગુજરાતની અંદર અનેક જગ્યાએ મોટાં મોટાં મંદિરો આવેલાં છે એમાં મને યાદ આવ્યું કે હા બગદાણા બાપા સીતારામનું ધામ છે ઓહોહોહો ત્યાંની વાત કરું તો આનંદ આનંદ થઈ જાય છે જય બાપા સીતારામ કરીને લોકો ત્યાં આવે છે લાખો માણસોને ત્યાં જમવા રહેવાની બધી સગવડ છે અને લોકોને એટલો બધો ભક્તિભાવ આનંદસભર પ્રોગ્રામો થાય છે ભજન કાર્યક્રમો થાય છે આનંદ આનંદ થઈ જાય છે તેમાં પાળિયાદ નામનું એક ગામ છે ત્યાં પણ બહુ સરસ મેળો ભરાય છે અને ત્યાં પણ પ્રભુનાં દર્શન કરાય છે આમ તો દુનિયામાં ઘણી બધી હકીકતો હોય છે એમાં મેં જો કે અમારા વડોદરા સિટીની અંદર નરસિંહજીની પોળની અંદર દર પૂનમે મેળો ભરાય છે જ્યાં નરસિંહ ભગવાનનાં મંદિરે લાખો લોકો ઉમટી પડે છે હવે એ પોળ છે સાંકડી નાની છતાં પણ લોકોના દિલ મોટાં છે અને એનાં કારણે ત્યાં બહુ જ ઉમંગ અને આનંદથી લોકો કામ કરી રહ્યા છે મંદિરનાં દર્શન કરી રહ્યા છે અને ઉત્સવ મનાવી રહ્યા છે ને એની આજુબાજુ એક નજીકનું મેં જોયું કે ગુજરાતની અંદર પંચમહાલ વિસ્તારની અંદર ભાથીજી મહારાજનું એક મંદિર આવેલું છે અને એ મંદિરનો મહિમા એવો છે કે ભાથીજીએ ગુજરાતમાં નહીં ભારતભરમાં જે ગાય માતાને માતા માનવામાં આવે છે એ ગાય માતાને જ્યારે કસાઈઓ ઉઠાવી જતા હતા ત્યારે એમને બચાવવા માટે ગાયોને બચાવવા માટે કસાઈઓના સકંજામાંથી છોડાવવા માટે લોકોએ પોકાર કર્યો ભાથીજીનાં લગ્ન હોવા છતાં એ પોતાનાં લગ્નનાં છેડા છેડી છોડી દઈ અને સીધાં સમરાંગણમાં લાગી જાય છે અને યુદ્ધનાં મેદાનમાં ઇ દુશ્મનોના હાથે ખપી જાય છે માથું કપાઈ જાય છે પણ ગાયોનું રક્ષણ કરી દે છે ગાયોને બચાવી લે છે અને ત્યારથી તે જગ્યા ઉપર શ્રી ભાથુજી દાદાનું મંદિર બનાવેલું છે અને એ મંદિરે નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે એ ભાથીજી મહારાજને નાગ દેવતાના આશીર્વાદ હતા આમ ની ગુજરાતની અંદર અનેકવિધ જગ્યાઓ જોઈ છે તેમાં મેં વલસાડની અંદર ઉંમર ગામની અંદર નવસારીની અંદર અનેક જગ્યાએ મંદિરો જોયાં છે એવાં જ એક મંદિરની વાત આવે તો હું સ્વામિનારાયણ મંદિરને કેમ ભૂલી શકું કારણ કે એ સ્વામિનારાયણે ગુજરાતભરમાં નહીં હિન્દુસ્તાનમાં ભરમાં નહીં પણ દુનિયાભરની અંદર જેણે શાળાઓ કોલેજો હોસ્પિટલો અને લોકોની સુખાકારી માટેના ઘણાં કામ કર્યાં છે અને એવા જયશ્રી સ્વામિનારાયણનું બોચાસણમાં આવેલું છે અને એ બોચાસણની અંદર ત્યાં ભગવાનનાં દર્શન કરી લોકો બહુ આનંદ થાય છે અને લોકોને ત્યાં જમવાની રહેવાની બધી સુવિધા આપવામાં આવે છે એટલે આ બધું જોતાં ગુજરાત ધાર્મિક દૃષ્ટિએ બહુ આગળ છે લોક ઉત્સવો થાય છે અને આમે હવે નજીકમાં આવેલી નવરાત્રિને કેમ ભૂલી શકાય કારણ કે હવે થોડા દિવસ પછી નવરાત્રિ આવશે લોકો નવે નવ દિવસ નવરાત્રિમાં માતાજીના મેળા ભરાશે માતાજીના ગરબા ગવાશે રે રે ખુશી ખુશીના આનંદ છે અને તેમાંય ગુજરાતની સંસ્કૃતિ એટલે લોકોને એક બીજાને ગળે મળવું એકબીજાને ભાઇચારાથી રહેવું અને લોકો હંમેશા રંગોત્સવથી રમે છે આનંદથી પોતાનો સમય વ્યતીત કરે છે ઉનાળો હોય ચોમાસું હોય શિયાળો હોય બધી ઋતુમાં ગુજરાતમાં અનેક ઉત્સવો મેળાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ગુજરાતની અંદર પોતાની સંસ્કૃતિને બચાવવા માટે અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવે છે જેની અંદર લોક ડાયરાઓ થાય છે અને લોક ડાયરાઓની અંદર અનેક લોકો ભજન કિર્તન સત્સંગ કરીને આનંદ અનુભવે છે જય માતાજી